આમ તો રોજિંદા જીવનમાં ગુજરાતી ભાષામાં ઘણી બધી કહેવતો હોય છે જે આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ તો એમાં છે બોલે તેના બોર વેચાય એટલે કે ન બોલો તો તમારું કામ જ નહીં થાય એટલે એવું કહેવાય બોલો તો તમારું કામ થાય અને બીજી કહેવત છે ન બોલવામાં નવ ગુણ ઘણી વખત એવું હોય કે લડાઈ ઝઘડા ચાલતા હોય તો એમાં આપણે બોલબોલ કરીએ તો એ લડાઈ ઝઘડાનું કોઈ અંત જ નહીં આવે એના કરતાં ન બોલવામાં નવ ગુણ એટલે નહીં બોલો તો તમારું કામ જલ્દી પતે પછી ત્રીજી કહેવત છે સંપ ત્યાં જંપ એટલે જયાં આપણે બધાં ભેગા મળીને કામ કરીએ તો એ કામ બધું ઝડપથી થઈ જાય છે એમ એનો કહગેવાનો મતલબ એ છે પછી છે બકરું કાઢતા ઊંટ પેઠું એમ તો ઘણી બધી કહેવતો છે કેટલી કહેવતો છે ઉજજળ ગામમાં એરંડો પ્રધાન ગાંડી સાસરે ના જાય પણ ડાહીને શીખામણ આપે ઘણી બધી કહેવતોનો રોજિંદા જીવનમાં ખૂબ ખૂબ ખૂબ ઉપયોગ થાય છે